આ જ વ્યવસાયિક લાભ જ્યારે લોકો વિવિધ ભાષાઓમાં પ્રવિણ હોય છે ત્યારે તેઓ વિવિધ વ્યવસાયિક માં વધુ યોગ્ય હોય શકે છે કુદરતી ભાષા જ્યારે તે લોકોને સ્થાનિક વ્યવસાયિક તકો અને નેટવર્કિંગમાં લાભ આપી શકે છે શૈક્ષણિક લાભ ભાષા શીખવાથી મગજના વિકાસમાં મદદ મળે છે જે સંતુલિત વિકાસ માટે મહત્વપૂર્ણ છે ભાષા શીખવાની પ્રક્રિયા ઘાતક વિચાર શક્તિ અને સંપ્રેરણાત્મક ક્ષમતાને પ્રોત્સાહિત કરી શકે છે સામાજિક અને સાંસ્કૃતિક અનુકૂળતા ગુજરાતી ભાષા શીખવાથી બાળકોને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વિવિધ સમાજો અને સાંસ્કૃતિક સંસ્કૃતિઓ વધારે સારી રીતે અનુકૂળ થવામાં મદદ મળે છે પારંપરિક કાર્યો અને ઉત્સવો ઘણાં પારંપરિક વિધિઓ ઉત્સવો અને ધાર્મિક કાર્યો ગુજરાતી ભાષામાં ઉજવવામાં આવે છે ભાષા જ્ઞાનથી બાળકો આ પરંપરાઓને વધુ સારી રીતે સમજવા ભાગ લેનાર બનવાની તક મેળવી શકે છે ઇશાક દૃષ્ટિએ જ્ઞાન વ્યક્તિગત સામાજિક સંસ્કૃતિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે પરંતુ દરેક પરિવહનના ઉદ્દેશ અને જરૂરતોને અનુરૂપ બધી બાબતોમાં મહત્ત્વ રાખવું જોઈએ